હલો શું કરે છે હાં તો હાં તો આપણે તે દિવસે શેરડીની વાત કરતાં હતા તો તે વચ્ચે જ અટકી ગઈ હતી તો તેના વિશે હાં હાં તે તેમજ શેરડી નો તે એમ જ પાક લઈએ છીએ તો આપણું ઘણું બધું નુકશાન થાય છે ત્યાં સુધી વેચવાનું અને એમ કરીને ઘણું નુકશાન થાય છે તો આપણે શેરડીનો ગોળ બનાવીને જો વેચીએ તો આપણને ઘ ફાયદો બી થાય છે

આપણે મારા બી થોડા ઘણા મિત્રો છે તો હું એમને વાત કરી લઉં એટલે જેમ થોડા ઘણા હશે તો તે પ્રમાણે આપણે તે શેરડીમાંથી ગોળ બનાવવાનું આગળ વધારીએ હાં હાં એ માટે આપણને પણ પ્રોફિટ થાય અને આપણા મિત્રોને પણ ઘણું સારું પ્રોફિટ થશે હાં હાં પેહલા તો આપણે શેરડી લઈએ અને તેની પ્રોસેશન જેમને ગોળ બનાવતા આવડતું હોય એને ચૂલા પાંહે પાસે શેરડી લઈ અને પીસી અન ગોળ બનાવવાની પ્રોસેસને આગળ વધારવાનું ચાલુ રાખીએ હ અને ગોળ બની જાય પછી એને વેચવા માટે પણ કઈ આઇડિયા શોધવા પડશે કે સારા ભાવે વેચાય હાં તો આપણે પ્રયત્ન કરીએ કે આપણે ગોળ બનાવીને આમ પેકિંગનું કરવાનું પણ શીખી લઈએ અને સારા ભાવે ગોળ વેચીએ અને આપણો ગોળ પણ એટલો સારો બનાવવાનો ટ્રાય કરીએ કે જેથી તે ગોળ સારો વેચાય

હાં તે બી છે તો થોડું થોડું આપણે આગળ કરીએ અને મેહનત કરીએ થોડી ઘણી અને આપણો ગોળનો બિઝનેસ આગળ વધારવાનો ઘણો પ્રયત્ન કરીએ હાં તો આપણે ગોળ બનાવવાની પ્રોસેસને આગળ વધારવા માટે આપણે મળીએ હાં આપણે અહીં મારા ઘરે આવી જજો ત્યારે મળીને વાત કરીશું અને ગોળ વેચશું પહેલા નાના નાના ગામડાઓમાં વેચવાનું ટ્રાય કરીએ અને પછી ધીરે ધીરે જતાં આગળ દુકાનોમાં એવું મોકલીએ હાં તો સારું આપડે મળીને આગળ શું કરવું તે વિચારીએ ચાલો ચાલો મળીયે